અમારા આ વિસ્તારના ખાસિયતમાં હોય એવી વસ્તુમાં ગુમા ખાસ કરીને રાધારાણીના વડાપાંવ પાંવભાજી અહીંના ઘૂઘરા જોકોના ગાંઠિયા ભજીયા દરેક વસ્તુ બનતી હોય છે આ ઉપરાંતમાં આ રાજકોટમાં કાઠિયાવાડી જમવાનું એમા દહીંની તિખારી અને સેવ ટામેટાંનું શાક રીંગણનો ઓળો ભરતી એટલે કે ભડથું પછી એના જોડે બાજરીના રોટલા ભાખરી અને છાશ મળી જાય તો જલસા રે જલસા રહી જાય અને ખાસ અમારે છાશ વધારે પડતી બનતી હોય છે એક દિવસ અમારા છોકરાને બર્થ ડે પાર્ટી હતી તો મેં પત્ની જોડે વિચાર્યું કે આપણે હોટલમાં જઈએ હોટલમાં જવા કરતાં ખર્ચો બી ઘણો લાગે ટાઈમ બી બહુ નીકળે રિક્ષા કરવી પડે ને બધું ઘણું હતું તો મેં વિચાર્યું પત્નીને કીધું કે આપણે ઘરે જ ના બનાવીએ કાઠિયાવાડી ભજન ભોજન કે બધા વ્યવસ્થિત સારી રીતે જમે તો તેની અંદર અમે બનાવ્યું આ બાજરાના રોટલા રીંગણનું ભરથું એટલે કે ઓળો અને આ ખાસ તો સેવ ટામેટાનું શાક અને બીજું કે એની અંદર ભજીયા હતા ખાસ અને સાથે એ લોકોને આપવામાં આવી હતી છાશ લોકો જમીને બધા ખુશ થઈ અને બધા આનંદમાં આવ્યા